રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોખંડી પુરુષ સરદાર વલભભાઈ પટેલ અંતરીક્ષ મહિલા યાત્રી કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ શહીદ ભગત સિંઘ કુસ્તીબાજ ગીતા ફોગાટ બબીતા ફોગાટ દિનેશ ફોગાટ જેવલીન થ્રો ખેલાડી નીરજ ચોપરા